છેલ્લાં એક વર્ષમાં બનેલી કોઈ યાદગાર ઘટના તો એમાં જોવા જઈએ તો મારા જીવનમાં તો ઘણીબધી ઘટનાઓ બની ગઈ છે અને એમાંય સૌથી મહત્ત્વનું એ કહેવું છે મારે કે છેલ્લાં એક વર્ષની અંદર તો મારા જીવનમાં ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ છે એમાં સૌથી મહત્ત્વની ઘટના એ છે કે અમારા તાલુકાની અંદર અથવા તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જોવા જઈએ તો ભાદરવી પૂનમનો મેળો અંબાજીની અંદર ભરાય છે અને એ મેળામાં જવા માટે યાત્રાળુઓ પગપાળા ચાલતાં જાય છે એટલે કે સંઘનું આયોજન કરવામાં આવે છે અને આ યાત્રાળુઓ માટે ઘણી બધી સુખ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે તેમાં મેં પણ ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો હતો અમે પણ બસમાં મુસાફરી કરવા માટે ગયા હતા અમારું મુખ્ય તાત્પર્ય એ હતું કે અમે પણ આ વખતે અંબાજી માતાનાં દર્શન કરવા માટે જઈએ તો અમે એવું નક્કી કર્યું કે અમે લોકો બસમાં મુસાફરી કરીએ કારણ કે અમને પગપાળા સંઘ ઓછો પસંદ છે એટલે અમે બસમાં મુસાફરી કરવા ગયા હતા જયારે અમે બસમાં મુસાફરી કરતા હતા એ વખતે અમારી બસ જયારે અંબાજી પહોંચવા આવી એ વખતે કોઈક કારણ ને કારણ કારણ ને કારણે અથવા તો કોઈ ખરાબ સંજોગોને કારણે અમારી બસ પલટી ખાઈ હતી ખાઈ ગઈ હતી જેના કારણે ઘણા બધા મુસાફરોને ઘણું બધું નુકસાન થયું હતું અને એની અંદર મને પણ થોડું ઘણું નુકસાન થયું હતું જેવુ કે હું પણ બેભાન અવસ્થામાં પહોંચી ગઈ હતી બસ હવે મારે વિરામ લેવો છે